એક દિવસ અમે સૌ મિત્રો બેઠા હતા અને સાથે ચર્ચા કરતાં કરતાં અમે લોકો એ એક બાઈક રાઈડિંગનું પ્રવાસનું આયોજન કર્યું હતું જે પ્રવાસમાં અમે બધા પોત પોતાની બાઈક લઈ અને જવાના હતા એના માટેની અમે તૈયારી સૌ પ્રથમ તો અમારી જે બાઈક હતી એ બાઈકને સર્વિસ કરાવી એમાં ઑઈલ નવું નખાવી અને પેટ્રોલની ફુલ ટાંકી કરી અને સાથે સાથે અમારાં જે સેફ્ટીના સાધનો હતાં હૅન્ડ ગ્લોવ્ઝ હતાં આ હૅ્લ્મેટ હતું તેમ જ અમારો જે બાઈક રાઈડિંગનો ડ્રેસ હતો એ તમામ ડ્રેસ તેમજ બૂટ પહેરી અને અમે બાઈક રાઈડિંગ માટે ગયા હતા બાઇટિંગ બાઈક રાઈડિંગના અનુભવ કહીએ તો બહુ ખૂબ જ રોમાંચ રહ્યો હતો અને મેં મારા એવા વ્યસ્ત શેડ્યૂલમાં પણ મને બાઈક રાઈડિંગનો શોખ હોવાથી એ સ એ દરમિયાન મેં મારાં ઓફિસમાંથી એક દિવસની છુટ્ટી લઇ અને બાઈક રાઈડિંગ માટેનો મેં સમય કાઢયો હતો